ગુજરાતમાં અનેક અનેક વિસ્તારોમાં અનેક અનેક રીતે સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે જેવા કે અમદાવાદમાં પચ્ચીસ ડિસેમ્બરે કાંકરિયા કાર્નિવલ જોવા મળે છે અને અમુક અમુક સમયે અમુક અમુક સિટીમાં વાઇબ્રન્ટ ગુજરાતનો કાર્યક્રમ પણ યોજવામાં આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવે છે અમદાવાદમાં પતંગ મહોત્સવ ફ્લાવર શો અમુક અલગ અલગ જોવા મળે છે અને જ્યારે નવરાત્રિમાં રાસ ગરબાનો પણ કાર્યક્રમ મોટા પાયે જોવા મળે છે